અમારી શાળામાં અમને નાનપણથી જ યોગા શીખવાડવામાં આવતા હતા અને અમે જ્યારેક મોટા થયાં ત્યારે કોલેજમાં પણ પણ અમને યોગા શીખવાડવામાં આવતા હતા અમે નાનપણથી યોગા કરતા હતા યોગામાં પ્રાણાયામ પ્રત્યાહાર ઓમકાર એ બધું કરવામાં આવ્યું હતું ને અમને ધીમે ધીમે આદત પાડવામાં આવી હતી અને એનાથી અમારો યોગામાં ક્રિયા કરતી વખતે વિકાસ પામ્યા હતા જ્યારે અમે સવારે યોગા કરીએ છીએ ત્યારે અમને પહેલાં તો બહુ કઠિન લાગતું હતું કે આ યોગા અમારાથી કેવી રીતના થશે તે યોગા એક અમને ભારી ક્લાસ લાગતો હતો અમને આળસ આવતી હતી તેમાં જવાની પછી ધીમે ધીમે અમે જવા માંડ્યા ધીમે ધીમે અમને ત્યાં સર ટિચાર સરખી રીતના સમજાવ્યું પછી અમને તે યોગા કરવા કીધા અમે યોગાના હરરોજ એક એક સ્ટેપ કરતાં હતા પછી હપ્તા પછી તેનું એકવાર રિવિજન કરતાં હતા એ જ રીતે અમને ધીમે ધીમે યોગા ક્લાસમાં ગમવા લાગ્યું અમે યોગા ક્લાસમાં જવા લાગ્યા યોગાના નવાં નવાં કાર ક્રિયાઓ અમે શીખવા માગ્યા નવા નવા યોગા કરવા શીખવા માગ્યા હલાસન પદ્માસન વગેરે અમે કરવા ટ્રાય કર્યું હતું ધીમે ધીમે અમને તે બધુ કરતા આવડી ગયું હતું અને તેમનું મહત્ત્વ અમે જાણવા બહુ જ ઇચ્છતા હતા એટલે અમે તે મેડમને પણ પૂછતાં હતા તેનું મહત્ત્વ તેનાથી શું ફાયદા થાય છે તેને શું કેવી રીતના કરવાનું તે સરખી રીતના ના થાય તો શું કરવાનું એ બધીનો આન્છડ અમને મેમે આપ્યા હતા મેમે કીધું હતું તમારાથી એક આસન એક દિવસમાં નહીં શીખાશે એને શીખતા ટાઈમ લાગે છે એટલે તમારે રોજ આવવાનું અને તે આસન જે અમે શીખવાડીએ એ શીખવાનું અને ઘરે જઈને પાછું તે સી ટ્રાઇ કરવાનું પણ એ ધ્યાન રાખવાનું કે તમને કોઈ નુકસાન નહીં પહોંચે તેનાથી તે તમે ઊંધી ઊંધી રીતના નહીં કરો નહીં તો તમારું બોડીને કોઈ પણ સાંધા એ કે વગેરે જ ઇજા થઈ શકે છે એનું તમે ધ્યાન રાખજો નહીં થાય તો આટલે આવીને કરજો અમે તમને સારી રીતના શીખવા એવું મેમે કીધું હતું પછી અમે રોજ ઘેરે જઈને તે આસન બરાબર રીતે કરતા હતા તે આસન અમે ધીમે ધીમે સરખી રીતના કરતાં શીખ્યા પછી અમે નવું આસન ટ્રાય કર્યું તે પણ અમને આવડ્યું હતું તેના સારું પણ અમે મહેનત કરતાં હતા તે બધું અમે કરી અને પછી અમે સ્કૂલમાં જતાં હતા ત્યારે અમે આ બધા આસનો પાછા મેમને કરી બતાવતા હતા અને મેમ કહેતાં હતાં કે હા બરાબર છે આ નથી બરાબર છે એ બધું પણ અમે ધ્યાનમાં રાખીને પછી ફરી ટ્રાય કરતા હતા આ જ રીતે અમારી ધીમે ધીમે ક્રિયા કરતાં કરતાં અમે એક દિવસ યોગના ટિચર બની ગયા હતા કે લેક્ચળર્સ બની ગયા પછી અમે પણ અમે ના ના આજુબાજુના નાના બાળકોને અમે યોગા કરવાનું શીખવાડતા હતા તેમણે પણ તે જ રીતે નાની સમજણ આપતા હતા સારી રીતના યોગા કરાવતા હતા અમે નવી નવી સુવિધાઓ માં ઉપયોગ લેતા હતા હવે નવી નવી જે યોગાને લાગતી ટેકનિકો હતી તેમાં ભાગ ભજવતા હતા આ જ રીતે અમે યોગામાં ખૂબ જ આગળ જવાના પ્રયત્નો કરતા હતા અને હજુ સુધી પ્રયત્નો કરીએ જ છીએ